તો હોસ્પિટલના આરોગ્યના વિષે જો સુધારા થાય તો એ સારી જ વાત છે અને અહીંયાં અમારા આણંદમાં બી ખાસા બધા સુધારા થયા છે હોસ્પિટલો પહેલાં જોવા જતોને તો ખાસી દૂર દૂર હતી હોસ્પિટલો જે જે જ સારવારની જરૂર હોય ને તો અડધો બે કલાક કલાક તો એમાંને એમાં જતો રહેતો તો સારવાર થાય એની પહેલાં જ રસ્તામાં જતો રહેતો અને અત્યારે સુધારાના કારણે હોસ્પિટલો નજદીકમાં બી એટલી બધી હોસ્પિટલો છે કે વાંધો નહીં જો તમને પ્રોબ્લમ હોય ને તો તરત ફોન કરો અને તરત એમ્બ્યુલન્સ આવીને તમને લઈ જાય ભલે નાની બી તમને હોય કંઈ બી દિક્કત તમને ખાલી ચક્કર બી આઈ જાય તો બી તરત હેલ્પફુલ થઈને હોસ્પિટલમાં તમને તરત જ આવી જાય છે પછી બીજા સુધારામાં જો કેવા જઉં તો અત્યારના જે સ્ટાફ છે અત્યારની જે સ્પેસ્યાલીટીસ્ટ છે બધા એ બી બહુ સારી છે તેઓ એ બહુ સારું કહેવાય જે અત્યારે થઈ રહ્યા છે સુધારા